ગુજરાતી લોકો તેમની ઓળખને સંબંધની ભાવના દર્શાવવા માટે હેલ્લો કેમ છો એવી મીઠી ભાષાનો સરસ રીતે ઉપયોગ કરે છે એકબીજાને આદાનપ્રદાન કરે છે અને મીઠાશ એ ગુજરાતી ભાષાના મૂળમાં છે અને એ રીતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે